હું ગુજરાતી ફિલ્મનો ડાયરેક્ટર બોલું છું અમદાવાદથી હા તો મારે એક ફિલ્મ બનાવવી હતી તો એના માટે મારે હીરોઇનની જરૂર હતી તો એના માટે વાત કરવી હતી તમારી સાથે હા મને રેફરન્સ મળ્યો તમારા ફ્રેન્ડમાંથી

આની પહેલાં મેં ચાર ફિલ્મો બનાવી છે હં તો હવે તમારે ના ના અમદાવાદની આસપાસનાં જે બી સારા લોકેશક લોકેશન હશે ને ત્યાં આગળ આપણે બનાવવાની છે હા એટલે મિનિમમ નવથી દસ મહિના પકડીને ચાલો તમે

ના ના એ તો આસપાસ જ થશે આપણે તમે થોડું ડેટનું એજેંટ્સમેન્ટ કરી લેજો અને આપણે પછી એ કરી લઈએ સાઈન કરી લઈએ તમને હમ્મ હા તો આપણે પાંચેક લાખ રૂપિયામાં નક્કી કર કરી દેવું આપણે હિરોઈનને એટલું બજેટ છે મારુ હિરોઈન માટે પાંચ લાખ રૂપિયાનું હા એટલે એ જ આપણે રેગ્યુલર મુવી આવે છે ને એ જ હમ્મ હમ્મ હા એટલે ફોટા થોડા લેતા આવજો ને તમે આમ તો શું તમારું નામ સાંભળ્યું જ છે તમે બહુ સારી એકટિંગ કરો છો એટલે જ મેં તમને ફોન કર્યો સામેથી

હા તો ઓફિસનું એડ્રેસ તમને વ્હોટસપ કરું છું તમે ત્યાં આગળ આવીને મને મળી લો ને એકવાર ઓકે ઓકે ચલો બાય